હલો હં ભાઈ શૂઝ સેલર વાત કરે ને મેં કેવ મારે છે ને બૂટ મગાવાની હતી જો મારે હાંભળ હાંભળ મારી વાત હાંભળ ભાઈ મારે સે ને મિનિમમ પંદરથી પંદર કાં જો દોઢસો થી બસો બૂટ જોઈતી છે અમારે હં હં કારણ કે અમારે ચાર પાંચ કોલેજમાં વેચવાની છે સ્પોર્ટ્સ માટે અમાર ની એટલે સ્પૉ એટલે સેમ પેટર્ન કલર ડિફરન્ટ આવી જાય એટલે આમ થોડીક યુનિક હોવી જોઇયે હારી આવે એ રીતની સમજે કે ને તું સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ આપડે નોર્મલ રનિંગના શૂઝ આવે ઓકે એમ હમજેને તું એમ તો તેના માટે તું કોટેશન મોકલે તો હારું એમ અમને એક શૂઝનું તમારે અહીંયા હું પ્રાઈઝ છે એમ નોર્મલ હા તો મેં કેમ હા હા ને છસો વાલી ઓકે ઓકે પર કોલેટી કેવી કોલેટી કેવી આવે કોલેટી

હારું હારું ચાલુની ચાલુની તો પછી હું કરીએ મેં તમને કેવ હોને હારું તે હું તમને પાછો પાછો ફોન કરું હા ઈ ઈ આપડે પછી પછી વાત કરૂ પછી વાત કરું મેં તમને પાછો ફોન કરું હે ચાલો